હું મારા મતે અને આધુનિક જે રીત આવી છે ફોટો પાડવાની એ બન્નેમાં હું જે જે સારો અને નિર્ણાત્મક પળ એ કહી શકું કે જ્યારે એ આ મને જે રીતના ફોટોની જરૂરત છે એ એ ફોટોની સાથે સાથે એ જે પળ એટલે કે ધારો કે હું એમ વિચારું કે હું એક સૂર્યાસ્ત થાય છે એ પળને હું આવી રીતે ફોટો પાડવા જઈ રહી છું તો એ ફોટા પાડવાની એ ફોટો પાડવાના જે એક પરફેક્ટ એટલે કે એક નિર્ણાત્મક પળનો ખ્યાલ ત્યારે આવી શકે જ્યારે હું એ મારી રીતે એટલે કે હું મેન્યુઅલી ફોટો પાડું છું અને એ ફોટોની સાથે સાથે જ્યારે ઓટો જે અત્યારે આધુનિક કેમેરામાં જોવા મળે છે એ ઓટોના સરખામણીમાં હું મારા રીતે ક્લિક કરેલા ફોટોને વધારે એક ઉત્તમ દરજ્જો આપીશ કેમકે ધારો કે હું એક વાદળાંનો ફોટો પાડવા માગું છું તો એ વાદળાં આગળ વધતાં જતાં હોય છે સાંજનો સમય છે અને આગળ વધતાં જતાં હોય એ ઓલાની સાથે સાથે એ નિયમો અને એની સાથે સાથે થયેલા એક ઓચિંતા અને એ ક્રિયાઓની સાથે સાથે જે મને મળતા અને એ મહત્તમ એટલે કે એક પરફેક્ટ અને નિર્ણાત્મક પળનો ખ્યાલ એના ઉપર સાથે સાથે મળતો હોય તો એ મને મારીશ રીતે જ ક્લિક કરેલા ફોટામાં મળશે અને એ ફોટો જ્યારે ઓટો એટલે કે આધુનિક યુગમાં જે આવેલા છે એ ફોટોમાં નહીં મળે તો એની સાથે સાથે હું આ આધુનિક અને આધુનિક ફોટો અને મેન્યુઅલી ફોટો જે એક ઉત્તમ ફોટો મળવામાત્ર હોય એ પદ્ધતિ અને એ ફોટો બનાવવા માટે હું એક મારી રીતે બનાવેલા જે ફોટો મતલબ મેં એક ઉત્તમ ટાઇમે સમયે જે એ ફોટાને ક્લિક કરેલો છે એટલે કે મારી જાતે મને આ એક દૃશ્ય દેખાય રહ્યું છે કે ઝાડવું છે એની સાથે સાથે બે જણા ચાલ્યા જાય છે અને એ ફોટાને મારે ક્લિક કરવું છે તો એ લોકોના જે પગલાંઓની સ્થિતિ છે એને જોઈને મારે ફોટો ક્લિક કરવાનો રહે હવે એ અત્યારના એઆઈ એટલે કે ઇન્ટેલિજન્ટને એ હજી એટલો ડેવલોપ નથી કે જે એ પરફેક્ટ એટલે કે સારામાં સારી અને વ્યવસ્થિત એ ફોટોને જે મેં વિચાર્યો છે એ રીતે એઆઈ ક્લિક નહીં કરી શકે તો હું આ ફોટા માટે હંમેશાં મારા ફોટાને ઉત્તમ દરજ્જે રાખીશ હવે આ આધુનિક ફોટામાં આપણે ધારો કે વિચારીએ કે બે જણા ચાલ્યા જાય છે તો એ એમના જે પગલાંઓના પણ જે ફોટો બ્લર જે બ્લર એક ટર્મ છે જે આવી રીતે ફોટોગ્રાફીમાં ઉપયોગ થતો હોય છે તો આ જે પરફેક્ટ એટલે કે આધુનિકની સાથે સાથે એક સારા એવા પ્રમાણમાં થયેલા એ ક્લિકની રાહ હું જોઈશ અને એના માટે ભલે સૂર્યોદય હોય કે સૂર્યાસ્ત હોય એ એક ક્ષણ કે જેમાં જ એ ફોટો ક્લિક થાય એની જ હું રાહ જોઈશ